આપણા ગુજરાતમાં સૌથી વધારે તો નવરાત્ર ગણેશ ચતુર્થી એ બધા તહેવારો બધા પ્રદેશના લોકો મળીને ઉજવે છે જેમ કે ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થી હવે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો ગણેશ લા ગણેશની મૂર્તિ લાવવા માટે આપણે દરેક ફ્લેટમાં જઈને પહેલાં તો આપણે પૈસા ઉઘરાવતા હોઈએ છે કે ભાઈ દરેકને પોતાની પરિસ્થિતિ પ્રમાણે આપ આ એમાં ડોનેશન આપો તો તેમાં મારવાડી હોય પંજાબી હોય જૈન હોય અથવા તો કોઈ મોમેડન પણ હોઈ શકે તો એ બધા ફંડ આપે છે અને એ રીતે ગણેશ ચતુર્થીના તહેવાર માટે ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે સવારે પૂજા માટે અથવા સાંજે પૂજા માટે દરેક દિવસના કોણ કોણ આરતી લાવશે તે દરેકને દરેકના વારા પ્રમાણે લિસ્ટ તૈયાર હોય છે તેમાં કોઈ એવું નથી હોતું કે ખાલી ગુજરાતી લોકો જ ભાગ લે છે દરેક ધર્મના લોકો પણ એમાં ભાગ લઈને અને પોતાના ટર્ન આવે ત્યાં સ ત્યારે એ લોકો પણ પ્રસાદ ધરાવે છે આરતી ગાય છે પૂજા ગરજા ગણેશજીને હ હાર પહેરાવે છે એ બધું જે પણ કંઈ કરવાનું હોય પૂજાને લગતું લાડું બનાવે છે અથવા તો એ લોકો પોતાના ધર્મના હિસાબે જે કંઈ પ્રસાદ મૂકી શકતા હોય તે એ લોકો પ્રસાદ લાવે છે અને પ્રસાદ પણ મૂકે છે પછી છેલ્લે વિસર્જન વખતે પણ કોઈ એવું નથી જોતું કે ખાલી હિન્દુઓનો જ છે તો એ લોકો જ વિસર્જન માટે જશે અથવા તો ઇકો ફ્રેન્ડલી તરીકે પણ જે ઘરે ગણપતિને ડૂબાડવાના હોય છે વિસર્જન કરવાનું હોય છે તો તેમાં બધા જ ધર્મના કે ભાઈ જૈન હોય મારવાડી હોય મરાઠી હોય કે સ સ સાઉથ નૉર્થના હોય કોઈ પણ લોકો હોય તે બધા પોતાની રીતે જે પણ ભાગ લઈ શકાતો હોય તે રીતે એન્જોય કરે છે નાસ્તા પાણી કરે છે તો તેમાં પણ આવો સાથ આપે છે બીજા તહેવારમાં નવરાત્રિ કે નવરાત્રમાં દરેક રીતે નવે નવ દિવસ રાતના દસ વાગ્યાથી લઈને બાર સાડા બાર સુધી લોકો દોડિયા રમવા માટે પણ આવે છે ત્યાં બધા જ નાનાથી મોટા દરેક ધર્મના દરેક સ્ટેટના લોકો ચણિયા ચોળી જે આપણું ટ્રેડિશનલ જે પોશાક છે અથવા જે પણ કંઈ ટ્રેડિશનલ રીતે તૈયાર થઈને આવવાનું હોય અથવા માતાજીની પૂજા કરવાની હોય નવ દિવસ ઉપવાસ કરવાના હોય તે બધુંય એ લોકો પણ અપનાવે છે અને નવે નવ દિવસ એ લોકો પણ આપણને સાથ આપે છે અને સાથે ગરબામાં દોડિયામાં દરેક જગ્યાએ ખૂબ ધૂમ મચાવે છે બીજું કે કોઈ પણ આવે હોળી તો હોળીમાં પણ પંજાબી મારવાડી કે જૈનો કોઈ પણ હોય હોળીનો તહેવાર બધા નીચે ભેગા થાય છે અને ગુલાલથી બધાને કલર કરીને દરેક એકબીજાને હેપી હોલી કરીને પણ વીશ કરે છે અને પછી સાથે નાસ્તા પાણી કરીને એ લોકો દરેક તહેવારો ઉજવવામાં પણ મદદ કરે છે જેમ એલ આપણા તહેવારમાં એ લોકો મદદ એ લોકો પાછી પીઠ કરે છે તેમ એ લોકોના તહેવારમાં પણ અમે લોકો જે હિન્દુઓ છે તે બધામાં ભાગ લે છે આ રીતે